હા હું દર શનિ અને રવિવારે સુપર ઈન્ડિયા ડાન્સ પછી સુપર સ્ટાર ડાન્સર ઘણી બધી ડાન્સ પ્લસ પછી ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર આ ઘણી બધી એવી ચેનલ્સ જોઉં છું અને એવા બધા શું કહેવાય રિયાલિટી શો જોઉં છું કે ડાન્સને રિપ્રેસેન્ટ કરે છે અને ડાન્સમાં ઘણા બધા એવા ફ્યુઝન પણ આવે છે કે એને કેવી રીતે આપણે કરવા જોઈએ અને મને તેના માંથી ઘણી બધી માહિતી મળે છે કારણ કે મને જ ડાન્સ કરવાનું બહુ ગમે છે જેમ કે અને ઘણા બધા રિયાલિટી શોમાં એવી રીતે આપી દીધું છે કે તમે બાર જણા છો તો બારે બાર જણાના ડાન્સના જે શું કહેવાય તેનું કલ્ચર છે ડાન્સનું કલ્ચર મતલબ ડાન્સના જે સ્ટાઈલ છે અલગ જેમ કે એક પોપ ડાન્સ કરશે એક રોબોટિક ડાન્સ કરશે એક ક્લાસિકલ ડાન્સ કરશે એક ગુજરાતી ગરબા કરશે એક ભરત નાટ્યમ કરશે એક કથક કરશે એક ફ્યુઝન કરશે એક ચાર પાંચ ડાન્સ ભેગા કરીને એક ડાન્સ કરશે એક બિહુ કરશે એવી રીતે અલગ અલગ અલગ અલગ બહુ બધા ડાન્સના એક પ્રકાર છે અને દર શનિ રવીએ એ મને જોવા મળે છે અને મને ખૂબ જ મજા આવે છે એનો ટાઈમ હોય છે આઠથી નવ નવથી દસ ઘણા બધા રિપીટેડ શો આવે છે અને એ એનો લાઈવ શો આવ્યા બાદ પછી ફોનમાં પણ મતલબ યુટ્યુબ ચેનલમાં પણ એ ડાન્સ મૂકવામાં આવે છે જેથી આપણે એ ડાન્સને આપણે આપણે આપણે પ્રિપેર કરવું હોય તો આપણે એ ડાન્સને આપણે પ્રિપેર કરી શકીએ છીએ અને ખૂબ મજા આવે છે શોઝ ને એવું બધું જોવાની અને નૃત્યમાં કેવું કે એના એક્સપ્રેશન ઉપર જાય છે ઘણી વાર શું કે આપણે ડાન્સ કરતા હોઈ પણ આપણને ખબર ન હોય કે આપણી શું ભૂલ છે આપણે કારણ કે જોઈ તો શકવાના નથી અને આપણી પાસે કાચ છે તો પણ આપણે એમાં ક્યાં સુધી આપણે જોઈ રાખીશું આપણે અમુક એવા ઘણા બધા સ્ટેપ્સ છે કે આપણે હાથ સામું જોવાનું છે પગ સામું જોવાનું છે આંખના એક્સપ્રેશન બદલવાના છે હાથના હાવભાવ બદલવાના છે આ બધું જ બદલવા બદલવા માટે આપણે જોઈ તો નો શકીએ પણ જો ત્યાં જજમેંટ સરખું કરવામાં આવે અને જે જજમેંટ આપતા હોય તો અને જો એ ભૂલ ક્યાંક આપણે ન કરતા હોય તો એમાંથી આપણને ઘણી બધી વસ્તુ જાણવા મળે છે કે એ જજ શું કહેવા માંગે છે ક્યાં એક્સપ્રેશનની વાત કરે છે કયા નૃત્યની વાત કરે છે ક્યાં કયો સ્ટેપ્સ લેવો ક્યાં ઠૂમકો લેવો ક્યાં હીંચ લેવી ક્યાં મતલબ કયા આપણે ક્યાંક સુધારવું ક્યાં કાઢવું ક્યાંક વધી નથી જતું ક્યાંક એ બધી જ વસ્તુ ત્યાંથી આપણને જાણવા મળે છે ડિજીટલ ઈન્ડિયા સાથે ઘણી બધી વસ્તુઓ આપણને ત્યાંથી જાણવા મળે છે